ટેકનોલોજીએ વાહન વ્યવહાર ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ આપણને મદદ કરી છે જેમકે આપણે ક્યાંય પણ જવું હોય ક્યાંય પણ રીતે બસમાં મુસાફરી કરવી હોય તો ત્યાં જઇને ટિકીટ લેવી થોડી અગવડતાભરી રહે છે પરંતુ આપણે ટેકનોલોજીના ઉપયોગથી ફોનમાં જ પહેલેથી જ ટિકીટ બુકિંગ કરાવી લઇએ તો આપણને તેમાં સરળતા રહે છે તેમજ આપણે ક્યાંય બહારગામ ફરવા ગયા હોય ત્યારે આપણે હોટૅલમાં રહેવાનું થાય છે તો આપણે ત્યારે ત્યાં હોટૅલમાં જઇને રુમની બુકિંગ કરાવીએ તેમાં થોડી તકલીફ પડે છે કદાચ રુમ ન પણ મળે પરંતુ આપણે પહેલેથી જ મોબાઇલ દ્વારા હોટેલની વેબસાઇટ ઉપર જઇને બુકિંગ કરાવી દઇએ તો આપણને રુમ સરળતાથી મળી રહે છે તેમજ આપણે કોઈ બસ ડેપોમાં ઉભા હોય અને આપણી આપણે જ્યાં જવાનું હોય તે બસની રાહ જોઇ રહ્યાં હોય પરંતુ બસ તેના સમય ઉપર આવી ન હોય ત્યારે રૅપિડ ગો ઍપની મદદથી આપણે તે બસ ક્યાં છે અને ક્યારે ડેપોમાં આવશે તે પણ જાણી શકીએ છીએ તેમજ આપણે જ્યારે કોઈ અજાણ્યા વિસ્તારમાં ગયા હોય ત્યારે તેના કોઇપણ વિસ્તારથી આપણે જાણકાર ના હોય ત્યારે આપણે બસ ડેપો ક્યાં છે તે જાણવું હોય તો આપણે મોબાઇલ દ્વારા બસ ડેપો ક્યાં છે તે પણ જાણી શકીએ છીએ